હું પીએમકેવીવાય કાર્યક્રમમાં જોડાવવા માગું છું હું તેના માટે મેં બે મહિના પહેલાં જ અરજી ફોમ ભરેલું પરંતુ તેનો મને કંઈ જ જવાબ કે અરજી ફોમ ન મળ્યો હતો તેના માટે હું રિક્વેસ્ટ કરું છું વિનંતી કરું છું કે મને તે એ એમાં શું વાંધો છે પ્રોબલમ છે તે જણાવો તે માં મારી ભૂલ હોય તો તે જણાવો અને તેમાં ન હોય તો તેની ચકાસણી કરો અને તેનો મને જવાબ દો ઑ હું આ કાર્યક્રમમાં જોડાવવા માગું છું મને બઉઅજ ઉત્સાહ છે આ કાર્યક્રમમાં જોડાવવાનો એટલા માટે કંઈ વાંધો હોય કે કંઈ પ્રોબલબ હોય તો મને આજના દિવસમાં જ જણાવો

આજ આ અરજી એ મેં કરી હતી તેની સ્થિતિ અપડેટ મને આજે જ આપો અને મૂલ્યાંકન મારી મૂલ્યાંકન આઈડી ઝીરો નવ બે ત્રણ ચાર પાંચ અને તેના મારાં બેન્કનાં ખાતાના છેલ્લા ચાર અંક હું જણાવું છું પાંચ ચાર ત્રણ બે મને આજના દિવસમાં જ તમે આનો જવાબ આપશો કારણ કે હું આ આ કાર્યક્રમમાં ખૂબ જ જોડાવવા માટે ઉત્સાહ છું જો કાંઇ વાંધો હોય તો તે હું સોલ કરું તેના માટે મને આજે જણાવીને એ મારો પ્રોબલમ સોલ કરો